હા મને એવું લાગે છે કે નૃત્ય અમારા જીવનમાં રચનાત્મક અસર કરે છે એમ તો હું જોવા જાઉં તો હું નાનેથી જ નૃત્ય કરતો હતો પણ કેવું આપણને ખ્યાલ ન હોય કે નૃત્યના કેટલા કેટલા પ્રકાર છે આપણે જોવા જઈએ તો નૃત્યના કેટલા પ્ર ભારતમાં તો કેટલાય પ્રકાર છે જેમ કે ગુજરાતમાં ગરબા પછી રાજસ્થાનીમાં રાજસ્થાની ફોક સોંગ મતલબ ઘૂમર મરાઠીમાં લાવણી અસમ મલયાલમ એ બધામાં જાઓ તો શું કેવાય ભરતનાટ્યમ ઉડીસ્સી મણિપુરી પછી બિહુ અને હજી એક જે છે ભરતનાટ્યમ અને કથ કથક્કલી આ બેય અલગ વસ્તુ છે કે જેમાંથી અને કેરલાની અંદર એક એવી એવી વસ્તુ છે કે જેને મોહિની અટ્ટમ તરીકે એને જાણવામાં આવે છે મોહિની અટત કે એનો એક પોઝ આવે કે જેનાથી ખબર પડે કે આ મોહિની અટ્ટમ જ છે તો આ બધાની પ્રેક્ટિસ કરવા માટે આ બધાને શું કહેવાય એ બધા સ્ટેપ્સને આપણે ક્લિયર કરવા માટે મતલબ એ સ્ટેપ્સને આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સમ